હલો તમે વિસનગરની જૂની લાયબ્રેરીમાંથી બોલો છો

હા તો મારે એક કોર્પોરેટ એ એકાઉન્ટની બૂક જોઈએ છે હું સી એની તૈયારી કરું છું એ બૂક મને મલશે હા તો તમે મને આપશો એ બૂક રાવલ પ્રકાશનની કે ભરત પ્રકાશનની હોય તો આપજો પહેલા એ હોય તો પહેલા આપજો હા ફાવેજ છે હોય તો આપજો અ તમે કહો ક્યારે આવીએ અમે પણ આજે હું કંઈક કામથી બહાર ગઈ છું તો કાલે આવું તો હા હા કાલે હું દસ વાગે કમ્પ્લેટ દસ વાગ્યાના ટાઇમે આવી જ જઈશ તમે રાખજોને બૂક

હા હા એ તો હું ત્યાં આવીશને તો તમે મને એ રીતના કહેજો કે કોઈ બૂક બતાવજો હા હું બે મહિના પછી એ બૂક પાછી આપું તો ચાલે મારે એક્ઝામ આવી રહી છે આગળ તો એક્ઝામ માટેની તૈયારી માટે થોડાક ટાઈમ વધારે જોઈએ તો દોઢ મહિનાથી બે મહિના કરજોને પ્લીઝ હા જો ઘરે લઈ જવા આપતા હોય તો અમને વાંધો નહીં અમે સી એની તૈયારી ઘરે પણ કરી શકીએ

હા આધાર કાર્ડ લઈને આવીશ પણ કાલ આવીશ હા હા હા એટલા વાગે હું ચોક્કસ આવી જઈશ હા હા હું તમારી બૂક ચોક્કસ સાચવીશ તમારી બૂકને કંઈજ નહીં થાય અને એના સિવાય પણ અમને અમે લાયબ્રેરીમાં આવીશું એ બૂક લેવા તો જોઈશું જો બીજી બૂક અમારા સી એની એક્ઝામ માટે જો આમ એવું અમને અનુકૂળ લાગતું હશેને કે આ બૂક અમારે વાંચવા જેવી છે અમને એક્ઝામની તૈયારીમાં સારું એવું બેનીફીટ મળશે આ બૂક વાંચીને તો એ પણ અમે લઈ જઈશું